બાઇકિંગ કરતી વખતે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી એ એના વિષે વાત કરીએ તો જો તમે એક બાઇક રાઈડ ઉપર જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તમને એના માટે ઉત્સાહ હોવો જરૂરી છે એના માટે ઉત્સાહ હોવ તો તમને બાઇક રાઇડિંગ કરવાનું અલગ જ મજા આવશે બાઇક રાઇડિંગમાં સૌથી પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે તો એ છે સેફટી તમે હેલમેટનો ઉપયોગ કરો ફરજિયાત પણે અને એ ઉપરાંત જે ની પ્રોટેક્સન છે ગ્લવ્સ છે એ બધી વસ્તુઓ સેફટી સાથે રાખી અને પછી તમે બાઇક રાઇડિંગ ઉપર નીકળો બાઇક રાઇડિંગ નીકળતા પહેલાં પોતાના બાઇકને ચકાસવું પણ ખૂબ જરૂરી છે કે એમાં કાંઇ ટેકનિકલ ખામીઓ છે કે નહીં જ્યારે આપણે કોઈ પહાડી એરિયામાં બાઇક લઈને જઈએ ત્યાં જનરલી કોઈ આપણને ગેરેજ કે એવી કોઈ વસ્તુ સુવિધાઓ ત્યાં ન મળે તો અત્યારથી પહેલાથી જ ચેક કરેલું હોય કે એમાં કોઈ ટેક્નિકલી કોઈ ફોલ્ટ નથી અથવા તો જે આપણાં ટાયર્સ છે એ ટાયર એ ચાલી શકે તેમ છે કે નહીં તેને ચેન્જ કરવાની જરૂર છે કે નહીં ગેર ઓઇલ ચેન્જ કરવાની જરૂર છે કે નહીં એ બધી પ્રેપરેશન કરી અને પછી એક લાંબી બાઇક ટુર ઉપર આપ નીકળી શકો છો બાઇક ટુર ઉપર તમે કરીને આવશો તો એના માટે તમને અલગ જ એક ઉત્સાહ તમને તમારી અંદર ફિલ થશે અને જનરલી તમે કોઈ બાઇક રાઇડિંગ દરમ્યાન રસ્તાઓની વાત કરીએ તો જો તમે કોઈ સિટી એરિયામાંથી પસાર થાઓ છો તો તમારી જે ગતિ છે એને લિમિટમાં રાખો જ્યાં તમને ખાલી રોડ મળે ત્યાં તમે તમારી ગતિ વધારી શકો બાકી કોઈ વધારે રે સ્પીડની અંદર ચલાવવાની જરૂર નથી કેમકે બાઇક રાઇડિંગ દરમ્યાન એને ફિલ કરવાની ફિલ કરવાની હોય તો જરૂરી નથી કે તમે એને સ્પીડથી જ તમે ફિલ કરી શકો એ લાગણી સાથે જોડાયેલી વસ્તુ પણ હોઇ શકે જે બાઈકર્સ છે એમને તો એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને પછી બાઇક રાઇડિંગ ઉપર નીકળવું જોઈએ